ગુજરાત અને અન્ય રાજ્યો અથવા દેશો વચ્ચેનો જે સંબંધ છે એને એનું ખૂબજ વિકાસ થયો છે આપણી જે ભારત સરકાર છે એમણે અન્ય દેશો સાથે પણ ખૂબજ મૈત્રીપૂર્ણ સબંધો રાખીને વેપાર માટે આપને પ્રોત્સાહિત કર્યા છે ત્યાંની જે કંપનીઓ છે એ પણ અહીંયા આવી અને આપણા જે યુવા વર્ગ છે એ લોકોને ખૂબજ પ્રોત્સાહિત કરે છે કામ આપે છે જેથી કરીને એમનું જીવનધોરણ છે એ પણ ઊંચું આવ્યું છે યુદ્ધની વાત કરીએ તો વર્તમાન સમયની અંદર ઘણાં દેશો એવા છે કે જેની અંદર યુદ્ધો જોવા મળે છે જેમકે યુક્રેન અને ઇઝરાઈલ યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે ઇઝરાઈલ અને ફિલીસ્તીન વચ્ચેના જે દેશો છે એમાં નાના મોટા યુદ્ધો છે ઈરાન છે એ પણ ઘણાબધાં દેશો સાથે છે એ પોતાના સબંધો બગાડી અને આતંકવાદ છે એને પ્રોત્સાહન આપી રહ્યું છે સંધિઓ જોઈએ તો બહુજ ઉજત સંધિઓ જોવા મળે છે વેપારની વાત કરીએ તો વેપાર ઘણાબધાં જે મૈત્રી દેશો છે એની સાથે આપણાં દેશનાં વેપારો છે એ ખૂબ સારી રીતે છે એ આગળ વધેલા છે જેને કારણે આપણી આર્થિક વ્યવસ્થા છે ભારત દેશની એ પણ ખૂબજ સદ્ધર બની છે સાંસ્કૃતિક વાત કરીએ તો સાંસ્કૃતિક માળખાની અંદર ઘણાં અન્ય દેશોથી દેશોએથીને આપણી પ્રાચીન જે વસ્તુઓ હતી એને પરત લાવવાનું પણ ભારત સરકારે કાર્ય કરેલ છે